શાળાઓમાં અભ્યાસક્રમ સિવાય રમત ગમત પ્રૉજેક્ટ લીડરશીપ તાલીમ સંગીત સ્પર્ધા સાંસ્કૃતિક કાર્યક્રમ કારકિર્દી માર્ગદર્શન આરોગ્યલક્ષી કાર્યક્રમ શિબિરો વગેરે પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જેમાં વકતૃત્ત્વ સ્પર્ધા લેખન સ્પર્ધા સાંસ્કૃતિક કાર્યક્રમ જેવી અનેક પ્રોગ્રામમાં શાળા તરફથી વિદ્યાર્થીઓને પૅન ટ્રોફી પુસ્તક જેવાં અનેક ઇનામો આપવામાં આવે છે મેં મારી શાળામાં હું જયારે અભ્યાસ કરતો હતો ત્યારે મેં વક્તૃત્ત્વ સ્પર્ધામાં અને રમતગમત સ્પર્ધામાં ભાગ લીધો હતો વક્તૃત્ત્વ સ્પર્ધામાં હું સમાજમાં ચાલી રહેલા સ્ત્રી પુરુષ વચ્ચેના ભેદભાવ વિશે બોલ્યો હતો જેમાં સ્ત્રી ઉપર પુરુષ દ્વારા તેમજ સમાજ દ્વારા કેટલાક ભેદભાવો અને જુલ્મો કરવામાં આવે છે આ વિષય પર બોલવા માટે મને શાળા તરફથી પ્રથમ ઇનામ મળ્યું હતુ જેમાં શિક્ષણની આખી કિટ આપવામાં આવી હતી તેમજ શાળાનાં પ્રિન્સિપાલ મૅડમ દ્વારા મને રોકડ એક સો એક રૂપિયાનું ઇનામ આપવામાં આવ્યું હતું તેમજ શાળાના દરેક શિક્ષક શિક્ષિકા મૅડમ દ્વારા મને બિરદાવવામાં આવ્યો હતો કેમ કે જે સ્ત્રી પુરુષનો ભેદભાવ સમાજમાં ચાલી રહ્યો છે એનું અત્યાર સુધી શાળામાં કોઈ પણ વિદ્યાર્થીએ આવું વક્તવ્ય આપ્યું હોત ન હતું તેથી મને શાળાનાં દરેક શિક્ષિકા મૅડમોએ ખૂબ જ બિરદાવ્યો તેમજ હું રમતગમત સ્પર્ધામાં પણ ભા ભાગ લીધો હતો જેમાં મેં કોથળા દોડમાં ભાગ લીધો હતો એમાં મેં ખૂબ જ મહેનત કરી હતી કોથળો પગમાં પહેરીને અમારે દોડવાનું હતું અને એ દોડ કમસે કમ અમારે પાંચસો મીટર સુધીની દોડ હતી જે દોડમાં હું ખુબ જ દોડયો અને અંતે છેલ્લે હું બીજા ક્રમાંકે આ સ્પર્ધામાં આવ્યો હતો જેમાં મને શાળા તરફથી એક પૅન ઇનામમાં આપવામાં આવી હતી તેમજ શાળાનાં પ્રિન્સિપાલ મૅડમ દ્વારા મને પણ ત્યારે ખૂબ જ સાહસ અને જુસ્સો આપવામાં આવ્યો હતો એમને મારા નામ પાછળ ચીયરઅપ ચીયરઅપ કરીને બોલતાં હતાં તેથી મને પણ ખૂબ જુસ્સો આવ્યો પણ અંતે હું આ સ્પર્ધામાં બીજા ક્રમાંકે આવ્યો હતો